એકચુલી હાથેથી સીવેલા કપડા બજારના સીવેલા કપળા કરતાં ઘણા જ ટકાઉ મજબૂત હોય છે અને એની સિલાઈ બી એકદમ મજબૂત અને સારી હોય છે પ્લસ એની ડિઝાઇન બી સારી હોય છે અને મટિરયલ બી સારું હોય છે અને આપણે બજારમાંથી કોઈબી કપડા લાવીએ તો કાંઈક મંગાવીએ તો એને આવે કાંઈ બીજું અને ફીટીંગમાં બી પ્રોપર આવતા નથી ઘણી વાર અને ટાઈટ બી બહુ હોય છે અને એનું મટીરયલ બી એટલું ટકાઉ હોતું નથી એટલે હાથે સીવેલા કપડા સૌથી બેસ્ટ હોય છે બજારના મળતા કપડા કરતાં એટલે આજ સુધી અમે લોકો હાથે સીવેલા કપડા જ સૌથી વધુ પહેરીએ છીએ બજારના કપડા કરતાં